સરકારી શાળાની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મોલ મોરબી જિલ્લામાં ખૂબ જ મોટો તફાવત પડે છે જયારે શહેરી વિસ્તારમાં શાળાઓ ખાનગી શાળાઓ એમની આધુનિક સુવિધાઓથી સજ્જ હોય છે જયારે ગામડાઓમાં આધુનિક સુવિધાઓ અને અમુક સાધનો હોતા નથી પરંતુ આજે જયારે શૈ શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાત રાજય ખૂબ જ પ્રગતિ કરી રહ્યું હોય ત્યારે ગામડાંઓની સ્કૂલોમાં પણ આજે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે મોરબી જિલ્લામાં સ્થાનિક શિક્ષણ કે શીખવવાની ખૂબ જ તકો ઉપલબ્ધ છે જયારે સ્થાનિક કોચિંંગ કલાસ દ્વારા અલગ અલગ પ્રકારનાં કોચિંગો દ્વારા લોકોમાં અવૅરનેસ જાગૃતતા લાવવામાં આવે છે કે શિક્ષણનું શું મહત્ત્વ છે પોતાનાં જીવનમાં એને એની વૃદ્ધિ આપણે કઈ કઈ રીતે કરી શકીએ જયારે દરેક મનુષ્ય દરેક લોકો એમાં શું શું યોગદાન આપ્યું છે શીખવાની તકો પણ ઘણી ઉપલબ્ધ છે અ ગામના ચોરે પણ આજે આજે પણ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ગામના કોઈ શિક્ષિત લોકો હોય તો ગામના ચોરે બેસીને છોકરાઓને ભણાવવામાં આવે છે સામાન્ય જ્ઞાન આપવામાં આવે છે અને તેમનો વિકાસ થાય એ તરફ ઘણાં ખૂબ પગલાંઓ લેવામાં આવે છે નજીકમાં મોરબી જિલ્લામાં ઘણા બધાઓ શૈક્ષણિક ક્લાસો આવેલા છે જેના થકી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં પણ નિઃશુલ્ક રીતે પણ નિઃશુલ્ક રીતે પણ બાળકોને અભ્યાસ માટે અભ્યાસ કરાવવામાં આવે છે જયારે મોરબી જિલ્લામાં ધોરણ દસનાં બોર્ડની પરીક્ષા હોય બાર ધોરણ બારની બોર્ડની પરીક્ષા હોય ત્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવે છે કોઈ બાળકોને કોઈપણ જાતની મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે વાહન વ્યવહારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આવી ઘણી બધી સેવાઓ દ્વારા મોરબી જિલ્લામાં આજે શિક્ષણનું ક્ષેત્ર શિક્ષણનું સ્તર ખૂબ જ વધ્યું છે